પહેલાં હું મારું ઈમેલ એડ્રેસ અનિમેષ પટેલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ખોલીશ એમાં કંપોઝ ખોલીને ટુમાં એન પી એસ એટ ધ રેટ જી ઓ વી ડોટ ઇન લખીશ પછી હું ફ્રોમમાં મારું ઈમેલ એડ્રેસ નાખીશ સબ્જેક્ટમાં એનપીએસના રોકાણ માટેનું સ્ટેમેટન્ટ લખીશ પછી હું નીચે લખીશ માનનીય સર હું અનિમેષ પટેલ પી એ એન નંબર એ બી સી ડી ઈ વન ટુ થ્રી ફોર એફ છે મારે એનપીએસ ખાતા વન વન ટુ ટુ થ્રી થ્રી ફોર ફોર ફાઇવ ફાઇવનું સ્ટેટમેન્ટ જોઈએ છે તારીખ એક ત્રણ બે હજાર ત્રેવીસથી એક ત્રણ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાનનું આપ મને એમાં મદદ કરશો આભાર અનિમેષ અને આને હું સેન્ડ કરી દઈશ